સુનિલ ગાવસ્કરની આત્મકથા સનિ ડેસ એમાં સલીમ દુરાની ઉપર એક આખું ચેપ્ટર છે જે આ ત્રણ ટૉપિકને કવર કરે છે એકાઉન્ટબિલિટી ટીમ વર્ક અને હાયર સેલ્ફ એસ્ટીમ સલીમ દુરાની ઉપર એક આખું ચેપ્ટર છે સની ડેઝમાં એમાં ગાવસ્કર લખે છે કે એ જ્યારે વેસ ઝોન માટે સિલેક થયો તો છેલ્લી મિનિટે એને ટેલિગ્રામ આવ્યો કોઈ ઇન્જર્ડ થયું હતું એટલે એની જગ્યાએ ગાવસ્કરને રિપ્લેસ કરવામાં આવ્યો અને છેલ્લી ઘડીએ એને જાણ કરવામાં આવી કે તમારે જયપુર દુલીપ ટ્રોફી રમવાં જવાનું છે હવે જે ટ્રેનમાં ગાવસ્કરનું રિજર્વેશન હતું એમાં સલીમ દુરાની સાથે હતા હવે આચનક જ જવાનું નક્કી થયું હતું એટલે વિન્ટર ઠંડીની સિઝન હતી એ ગાવસ્કરે કોઈ ગરમ કપડાં સાથે લીધાં નહોતાં ટ્રેનમાં મહારાષ્ટ્ર બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાન બોર્ડરમાં એન્ટર થયાં એટલે ઠંડીની શરૂઆત થઈ અને ગાવસ્કર પાસે ઓઢવાનું કંઇ નહોતું એટલે ગાવસ્કર સાવ જુનિયર અને સલીમ દુરાની પ્રખ્યાત ટેસ્ટ ક્રિકેટર એ સમયે પરંતુ પોતાનો ધાબળો એણે ગાવસ્કરને ઓઢાડ્યો અને સલીમ દુરાની જેને બીજે દિવસે મેચ રમવાની હતી ગાવસ્કરની સાથે જ આખી રાત ટ્રેનમાં ધાબળા વગર બેઠા રહ્યા પોતાનો ધાબળો એણે ગાવસ્કરને આપ્યો આ એક પહેલો પ્રસંગ બીજો પ્રસંગ ઓગણીસસો એકોતેરની ફેમસ પોર્ટ ઓફ સ્પેન ની વિક્ટરી જે ભારત પહેલી વખત વેસ્ટ ઈન્ડિઝ સામે જીત્યું હવે બિશન બેદી વ્યંકટ રાઘવન અને પ્રસન્ના આ ત્રણ સ્પીનડ તો હતા જ સાથે સલીમ દુરાની પણ હતો આગલે દિવસે ટીમ મિટિંગમાં એવું નક્કી થયું કે જો સોબર્સ અને લોઇડની વિકેટ આપણે ઝડપથી લઈ લઈએ તો આ ટેસ્ટ આપણે જીતી શકીએ એમ છીએ ગાવસ્કર અને દુરાની બે રુમમેટ હતા હોટેલનાં રૂમમાં બેય પાર્ટનર હતા રાતનાં સલીમ દુરાનીએ ગાવસ્કરને કહ્યું કે મારે ફક્ત પાંચ બોલ જોઈએ સોબર્સ અને લોઇડને આઉટ કરવા માટે બીજે દિવસે મેચની શરૂઆત થઈ સોબર્સ અને લોઇડ ઈનીગ આગળ ધપાવી બેદી વ્યંકટ રાઘવન અને પ્રસન્ના વિકેટ લઈ ન શક્યા એટલે ગાવસ્કરે કેપ્ટન વાડેકરને કહ્યું કે સ્કીપર દુરાનીને એક ચાંસ આપો ને એટલે વાડેકરે કહ્યું કે ભાઈ બિશન બેદી ઈઝ અ બેટર લેગ સ્પિનર ધેન દુરાની બિશન બેદી એ આઉટ નથી કરી શકતો તો સલીમ દુરાની કેવી રીતે કરશે એટલે ગાવસ્કર કહે આપણી પાસે બીજો ચોઈસ છે એક ટ્રાય એક એક ઓવર આપો દુરાનીને શું વાંધો છે છેવટે હારીને વાડેકરે દુરાનીને બોલ આપ્યો બીજા બોલે સોબર્સને આઉટ કર્યો અને પાંચમા બોલે લોઇડને આઉટ કર્યો અને પછી બોલ અજીત વાડેકરનાં હાથમાં આપી દીધો કે પાંચ બોલમાં બે વિકેટની મેં વાત કરી હતી આ પાંચ બોલ ને બે વિકેટ એટલે ગાવસ્કરે રિક્વેસ્ટ કરી કે નહીં નહીં દુરાની ઓવર તો પૂરી કરો તમે છઠ્ઠો બોલ નાખી દો આ બીજો ઇનસિડન્સ ત્રીજો ઇનસિડન્સ મદ્રાસની ટેસ્ટ ઓગણીસસો પંચોતેર કે છોત્તેર સાલ મને એકઝેટ યાદ નથી પણ ડેરિક અંડરવૂડ એટલો બધો ડેડલી હતો કે એકસો ને આડત્રીસ રન જ જીતવાં માટે કરવાનાં હતાં પણ ભારતની એકસો દસ રનમાં સાતથી આઠ વિકેટ જતી રહી હતી રેકેગનાઈઝ બેસ્ટમેન એક સલીમ દુરાની હતો અને ગાવસ્કર એ ઇન્જર્ડ હતો છતાં નવમા બેસ્ટમેન તરીકે એને હાથમાં ફેક્ચર હતું છતાં નવમા બેસ્ટમેન તરીકે ક્રિઝ ઉપર આવ્યો અને સલીમ દુરાનીને રિક્વેસ્ટ કરી કે આપણે છેલ્લી પેર છે અને ત્રીસેક રન જોઈએ છે તો શાંતિથી રમીશું પણ દુરાની તો અંડરવૂડને ફટાફટ એક ચોગ્ગો ને એક છગ્ગો મારી દીધો એટલે ગાવસ્કરે ફરી પાછું દુરાની પાસે જઈ ને કહ્યું કે સલીમ ભાઈ હવે થોડુંક ધીરુ રાખો કારણ કે હવે પંદર વીસ રન જ બાકી છે એટલે દુરાની કહે નહીં જસ આઈ વોંટેડ ટુ શો હિમ હુ ઈઝ ધ બોસ એટલે ડેરિક અંડરવુડ એવા ફાંકામાં હોય કે ગમે ભારતના બેટ્સમેનોને નચાવી શકું તો એ ફાંકો એને કાઢી નાખું તો આ બે ત્રણ પ્રસંગો છે કે જે શિક્ષણમાં રમત ગમતની ભૂમિકાનું વર્ણન કરી શકે